મારા જીવનમાં બનેલી એક ઘટનાનું હું વર્ણન કરું છું થોડાક પહેલાં સમયમાં અમે કાઠિયાવાડના પ્રવાસે ગયા હતા અ સૌ પ્રથમ અમે દ્વારકા જવા માટે નીકળ્યા ત્યાં અમે દ્વારકામાં શ્રી કૃષ્ણ ભગવાનજીના દર્શન કર્યા ત્યાં એવું હોય છે કે દ્વારકાથી બેટ દ્વારકા માટે ખાસું અંતર હોય છે તો અમે બેટ દ્વારકાના દર્શન કરવા માટે ત્યાં નાવડામાં જવું પડે તેવું હોય છે આ માટે અમે ત્યાં પહોંચ્યા ત્યાં સુધીમાં તો સાંજન સાંજના લગભગ છ વાગી ગયા હોય એવું લાગતું હતું એટલે ત્યાંથી જવા માટે નાવડાનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાં લોકોએ એવું કહેતા હતા કે આ એક છેલ્લી નાવ છે આના પછી ત્યાં બીજું કોઇ નાવડું જઇ શકે તેમ નથી તો એ નાવડામાં ઘણા બધા લોકો હતા અને મારી ઉતાવળનાં કારણે હું તે નાવડામાં મારું પર્સ ભુલી ગઈ હતી અને બેટ દ્વારકા ગયા પછી તો મને ખબર પડી કે મારું પર્સ ત્યાં રહી ગયું છે આને કારણે